શૈક્ષણિક લાયકાત સાથે માણસની ઉત્પાદન ક્ષમતા વધતા રોજગારીની તકો પણ વધે છે એટલે શિક્ષણ પાછળ ખર્ચેલા પૈસા એક પ્રકારનું મૂડી રોકાણ પણ છે આજીવિકાનાં પરંપરાગત સાધનો જમીન અને ગૃહ ઉદ્યોગ દિવસે ને દિવસે ઓછા થયાં છે તેવા સંજોગોમાં શિક્ષણ અને રોજગાર વચ્ચેના સીધા સંબંધનું મહત્ત્વ વધતા શિક્ષણની માગ ઉત્તરોત્તર વધી છે એટલે જે તે રાજ્યના વિકાસ તેટલો સમાવિષ્ટ છે તે ચકાસવા માટે ત્યાંના શિક્ષણનો વિકાસ સમજવો પડશે ગુજરાતનો આર્થિક વૃદ્ધિ દર ખૂબ ઊંચો છે પણ શિક્ષણની સ્થિતિ આશા જન્માવતી નથી રાજ્યની આર્થિક વૃદ્ધિનો જરૂરી લાભ શિક્ષણના વિકાસ મળ્યો હોય એવું દેખાતું નથી શિક્ષણ માટે જરૂરી માળખાકીય સવલતોમાં નોંધપાત્ર સુધારો થયો છે પણ સત્તાવાર આંકડા દ્વારા રજૂ થતું ગુલાબી ચિત્ર વાસ્તવિકતા કરતાં થોડું છેટું છે પણ અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતનો ક્રમાંક સોળમાંથી નીચો ઉતરીને અઢાર થયો છે શાળામાં દાખલ થતાં બાળકોની સંખ્યા વધી છે પણ ચૌદ અગિયારથી ચૌદ વર્ષનાં પાંચ ટકા બાળકો હજુ પણ સ્કૂલ સુધી પહોંચતા જ નથી ગુજરાતમાં

પ્રથમ નામની બિનસરકારી સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવતા વાર્ષિક સર્વે અસર ના તારણો સાથે મેળ ખાતા નથી ગુજરાત સરકારે બે હજાર નવથી ગુણવત્તાની સમીક્ષા કરવા ગુણોત્સવની શુરૂઆત કરી અને શાળાઓને એ બી સી અને ડી ગ્રેડમાં વહેંચી જરૂર પ્રમાણે પગલાં લેવાની યોજના પણ બનાવી જે શાળાઓનાં પરિણામ ગુણોત્સવ દરમિયાન સુધર્યાં ન હોય તેમને સ્વૈચ્છિક સંસ્થાઓને સોંપી દેવાની પણ જાહેરાત કરાઇ છે પણ બે હજાર પંદરમાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે એ દિશામાં ખાસ પ્રગતિ નહીં થઈ હોવાની ચિંતા વ્યક્ત કરી હતી ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી એસ એસ સી ની પરીક્ષામાં ગુજરાતી ભાષાનું પરિણામ સતત કથળતું રહ્યું છે ભાષાની સમજના અભાવે વિદ્યાર્થી અન્ય વિષયમાં સમજણ પણ મેળવી શકતા નથી પરિણામે ગુજરાતના વિદ્યાર્થીઓનું રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષામાં દેખાવ નબળો જ રહે છે શિક્ષણની ગુણવત્તા જાળવવામાં તાલીમબદ્ધ શિક્ષકોનું ખૂબ મહત્ત્વ છે કમનસીબે ગુજરાતની ઘણી શાળાઓમાં પૂરતી સંખ્યામાં શિક્ષકો નથી આ ઉપરાંત શાળાના શિક્ષકોને વસ્તી ગણતરી જેવાં અન્ય ઘણાં કામ પણ સોંપતા હોવાથી સરકારી શાળામાં વર્ષના ઘણા દિવસ શૈક્ષણિક કાર્ય થતું જ નથી સારી ગુણવત્તાની શોધમાં વાલી પોતાનાં બાળકોને ખાનગી શાળામાં ભણાવવાનું પસંદ કરે છે જે પ્રમાણે પ્રમાણમાં ઘણી મોંઘી છે ઘણી ખાનગી સ્વનિર્ભર શાળાઓ પાસે ગુણવત્તાસભર સુવિધાઓ નથી યોગ્ય પ્રયોગ શાળા પુસ્તકાલય મેદાન જેવી વ્યવસ્થાઓ અપૂરતી છે શિક્ષકોનાં કૌશલ્યને સુધારવા માટે જરૂરી તાલીમ થતી નથી એટલે નવી શૈક્ષણિક પદ્ધતિઓ વિશે તેઓ ઝાઝું જાણતા નથી બાળકના સર્વાંગી વિકાસને બદલે આખી વ્યવસ્થા પરીક્ષાલક્ષી બનીને રહી જાય છે શાળાએ શાળાને કથળેલાં ધોરણને ધ્યાનમાં રાખી વાલીઓને ટયૂશનનો આધાર લેવો પડે છે એમાં વાલીનો ખર્ચ બેવડાય છે અને બાળક પર અભ્યાસનું ભારણ ખેલકૂદ અને અન્ય ઈત્તર પ્રવૃત્તિઓ માટે બાળક જરૂરી સમય ફાળવી શકતા નથી પરિણામે તેમનો વિકાસ સર્વાંગી બનવાને બદલે પરીક્ષાનું પરિણામ સુધરવા પૂરતો મર્યાદિત થઈ જાયે છે ભાર વિનાનું ભણતર માત્ર દીવાલ પર લખેલું સૂત્ર બનીને રહી જાય છે બાળકના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને અભ્યાસક્રમ ગોઠવતી વર્ષે પચાસ હજારથી પાંચ વર્ષે પચાસ હજારથી લાખ રૂપિયા જેટલી ફી લેતી આંતરરાષ્ટ્રીય બોર્ડ કે કેન્દ્રીય બોર્ડ સાથે જોડાણ ધરાવતી મોંઘી શાળાઓ સ્વભાવ રીતે માત્ર મૂઠ્ઠીભર ખમતીઘર કુંટુંબનાં બાળકો માટે જ છે જે સામાન્ય આવક ધરાવતા પરિવારોને પોસાતી નથી જો કે પહેલાંની દૃષ્ટિએ પ્રાથમિક શાળાઓમાં સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તાનું પ્રમાણ કેટલાક અંશે વધ્યું પણ છે તેની સાથે અવનવા પડકારો જે તે સંસ્થા અથવા તો સરકારી શિક્ષકો સામે મુશ્કેલરૂપ બનતા હોય છે તેનું નિવારણ કરી અને તે પોતાનાં કાર્યમાં સતત પરોવાયેલો રહી અને બાળકનાં ભવિષ્યનાં ઘડતરમાં પોતાનું અમૂલ્ય યોગદાન પણ આપે છે